મારી મનગમતી ગેમિંગની વાત કરીએ તો એ ક્રિકેટ છે ક્રિકેટ એ મારા માટે ફર્સ્ટ લવ કહી શકાય ક્રિકેટ એ એવી ગેમ છે જે તમારા અંદરની સ્પોટ્સમેનશિરીપ સ્પિરીટને બહાર લાવે છે ક્રિકેટને જેન્ટલમેનની ગેમ કહેવામાં આવે છે ક્રિકેટ રમવા માટે અગિયાર પેલ પ્લેયરની જરૂર પડે છે અગિયાર પ્લેયરની એક ટીમ અને અગિયાર પ્લેયરની બીજી ટીમ સામ સામે રમે છે એક ટીમના બે જાણા બેટિંગ કરે અને બાકીની સામેની ટીમના અગિયાર જાણા ફિલ્ડિંગ કરે એમાંથી એક જાણો બોલિંગ કરે એક જાણો વિકેટ કીપીંગ કરેને બાકીના નવ જાણા ગ્રાઉન્ડના વિભીન્ન ભાગોમાં ફિલ્ડિંગ કરવા માટે ઊભા રહે ક્રિકેટ એ ઈંગ્લેન્ડ ની ધરતી ઉપર એનું ડેવલપમેન્ટ થયું હતું આજના જમાનામાં ક્રિકેટ એ

લોકોને પ્રસિદ્ધ કરે છે ભારતીય ક્રિકેટરો દેશ વિદેશમાં બહુ પ્રસિદ્ધ થયા છે મારી ક્રિકેટની યાદની વાત કરું તો હું દસમાં ધોરણમાં હતો દસમું ધોરણ એ અગત્યનું વર્ષ કહેવાય એ આપણું બોર્ડની એક્ઝામ હોય છે તો બોર્ડની એક્ઝામ્સના આઠથી નવ દિવસ પહેલા પણ હું ક્રિકેટ મારા સ્કૂલના દોસ્તો અને મિત્રો સાથે રમતો હતો તે રમવામાં અમને બહુ મજા આવતી એક્ઝામની સ્ટ્રેસ જેવું અમને કંઈ જ લાગતું ન હતું અમે મસ્ત રીતે સ્કૂલની એકઝામ્સ આપતા આપતા ક્રિકેટ રમતા હતા સ્કૂલની જે પ્રિલિયમ્સ એક્ઝામ્સ હોય એ પૂરી કરીને અમે ક્રિકેટ રમવા જાતા એ પણ બોર્ડની એક્ઝામના પાંચથી છ દિવસ પહેલા તો આ મારી છે દસમાં ધોરણની ક્રિકેટની યાદ બીજી હું ક્રિકેટની વાત કરું તો હું જ્યારે નાનપણમાં માત્ર પાંચ જ વર્ષનો હતો ત્યારે મારા કાકા સાથે દર રવિવારે ક્રિકેટ રમવા જતો હતો એવો એકપણ રવિવાર ના ગયો હોય કે હું ક્રિકેટ ના રમ્યો હોઉં મારી પાસે સ્કૂલનું ગમે તેટલું હોમવર્ક હોય કે બીજું કંઇપણ કામ હોય હું ક્રિકેટ માટે એકથી બે કલાક અવશ્ય ફાળવી લેતો